હલ્લો હાજી કોણ હા બોલો નમસ્કાર પ્રવીણભાઈ

એક મિનિટ બરાબર છે પહેલાં તો ખૂબ સરસ કે આવા સારા પ્રોજેક્ટમાં યોજનામાં અને વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે તમે બાળકોના ભવિષ્ય માટે સારું વિચારી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ અભિનંદન સૌથી પહેલાં તો અને હવે આ વિદ્યાર્થીઓને લઈ જવાના છે તો તમે એમનાં વાલીઓની પરમિશન મંજૂરી લીધી છે અચ્છા

બરાબર છે અને એટલે એમા પ્રવીણભાઈ સૌથી પહેલાં તો વાલીની પરમિશન લેવી પડશે આપણે મંજૂરી અને દિલ્હી સુધી જવાનું છે અને આપણાં જે વિદ્યાર્થીઓ છે એનું જે ઇકોનોમી આર્થિક જે ભાવાવરણ છે એમાં એ લોકો કોઈ પણ એવી ફ્લાઇટ માટેનો ખર્ચ નહીં કરી શકે શાળા પણ નહીં કરી શકે એટલે જે રેલવે દ્વારા આવા પ્રોજેક્ટ કે આવા યોજનામાં જવા માટે જે કન્સેસન કે રાહત મળે છે એના માટે રેલવેની ટિકિટના બૂકિંગ માટેની સ ક્રિયા પહેલાં તમારે કરવી પડશે હા એટલે એ તમે જેટલું વહેલું કરશો એટલું બેનીફીટ થશે આપણને થશે અને આવવા જવા માટેની એક સગવડ પૂરતી હોય તો આપણે સારી રીતે આગળના કામો પણ કરી શકીએ હવે શુ લાગે છે એ સાયન્સ વિજ્ઞાન મેળા કે સાયન્સ ફેરમાં ભાગ લેવાથી બાળકોને શું લાભ થવાનો છે હં હા જી હં હલ્લો આપણે સાંજનો પછી વિચાર કરીશું ખરેખર તો સાચા હ્રદયથી ફરીથી તમને અને તમારી જે બાળકોની આખી જે ટુકડી છે એને શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું જ્યારે બાળક શાળામાંથી બહાર જાય છે ત્યારે કંઈકના કંઈક નવું શીખતો હોય છે અને શીખવાની નૈતિકતા સાથે જ જતો હોય છે પણ એક તમને ચોક્કસપણે રજૂઆત કરું છું પ્રવીણભાઈ કે ત્યાં જઈને ત્યારે અન્ય જે પ્રોજેક્ટ હોય એ પણ બાળકો જુએ એ અન્ય કૃતિઓ પણ નિહાળી એની પણ સારી મુદતોની નોંધ કરીને લાવે કે જેથી એ પ્રોજેક્ટ ને વધારે આગળ પણ કઈ રીતે લઈ જવો એના માટેની પણ એ માનસિક તૈયારી આવતા વર્ષ માટે રાખે એટલે ચોક્કસ પણે આપણે રૂબરૂ મળી ને હું પણ એક સાયન્સ ટીચર છું વિજ્ઞાન શિક્ષક છું એટલે વધારે તમને મદદ રૂપ થવાની ચોક્કસપણે હું કોશિશ કરીશ એવી શુભેચ્છા સાથે ફરી મળીએ જેસી શ્રી ક્રિષ્ન